મારે મનગમતી હાઇકિંગ જે જીવનમાં એક જ વાર થઈ છે મારે ઘણી બધી હાઇકિંગ કરવી છે મારા જીવનમાં હાઇકિંગનો મુખ્ય મારો ધ્યેય છે કે મને એમાંથી ઘણું બધું શીખવા મળે અને ઘણું બધું જાણવા મળે આ મારો એમનો મેન ઉદ્દેશ છે મને યાદ રહેલી જે હાઇકિંગ છે તે હરિદ્વારમાં મનસા દેવીની છે મનસા દેવી જે શિવનાં પુત્રી છે તે મનસા દેવી તેમની છે ત્યાં એક પર્વત છે મનસા દેવી નામનો ત્યાં અમે હાઇકિંગ કરેલી છે આ હાઇકિંગમાં ચાલુ વરસાદ હતો અને મેં આમ તો હરિદ્વાર વગર ચંપલે આખું હરિદ્વાર ફર્યાં છીએ કેમકે તેની માટી જ તેની જમીન જ એવી છે વગર ચાલ્યે પણ એક પણ પ્રકારની કાંકરી નહીં કચરો નહીં એ બધું જ અમે આખું ચંપલ વગર તેમનો સામનો કર્યો છે આમ જોવા જઈએ તો એ હાઇકિંગ દરમ્યાન એટલું બધું ચાલ્યા પછી પણ વગર ચંપલે એક પણ પ્રકારનો થાક ના લાગ્યો તેનું કારણ હોઈ શકે કે પૃથ્વીની અંદર એવાં વાઇબ્રેશનો છે જે આપણને શરીરમાં સ્પર્શે છે તો ઘણાં આપણાં દુઃખ દુઃખ તો ના કહી શકાય પણ ઘણાં આપણાં દર્દ છે તે આપણને શરીરમાં થતા હોય છે તે જતા રહે છે એટલે આ ત્રણ દિવસ એક પણ પ્રકારનો થાક અને એવી કંઈ જ વસ્તુ ફીલ ના થઈ મને આ તેનો એક ખૂબ સારો અનુભવ રહ્યો મારા જીવનમાં આમ એ હાઈકિંગ ખૂબ સારી રહી બીજો જે મારે પ્રવાસ કરી રહ્યો છે એ છે ગિરનારનો જે ટૂંક સમયમાં હું કરીશ અને એમાં સફળે રહીશ જે પૂર્ણ વિરામ લઈશ તે હિમાલય હિમાલય પર હું પૂર્ણવિરામ લઈશ કૈલાશ પર્વતથી માંડીને માઉન્ટ એવરેસ્ટ આ બધાનો શોખ મને છે નાનપણથી તો નહીં કહી શકાય પણ છેલ્લાં છ એક વર્ષથી આ પ્રશ્નો એને હોબી છે મારી જે હું પૂર્ણ કરીને રહીશ મનસા દેવી છે તેનો અનુભવ ખૂબ જ સારો છે પ્લસ ચાલુ વરસાદે આ અનુભવ ખૂબ જ સારો છે તેમાં ત્યાંથી નીકળતું કુદરતી પાણી જે એકદમ ચોક્ખું હોય અને પવિત્ર હતું ગંગાની ભાતી આમ ત્યાં પેલા વાનરો જે ગલીએ ગલીએ જોવા મળે છે આ હતો મારો એક રમણીય હાઈકિંગનો અનુભવ